મારા જીવનની સૌથી મોટી વ સિદ્ધિની વાત કરીએ તો તે મારું ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહનું રીઝલ્ટ છે જે ખૂબ જ સારું આવ્યું હતું તે સમય દરમ્યાન અમારા પરિવારમાં ઘણી નાણાકીય સમસ્યાઓનો સામનો કરવો પડ્યો હતો તે છતાં પણ મેં ખૂબ જ મહેનત કરી અને મારું ખૂબ જ સારું પરીણામ શાળા સમક્ષ અને મારા પરિવાર સમક્ષ રજૂ કર્યું હતું એ પરીણામને લઇને મને આગળ એડમિશન લેવા માટે પણ ખૂબ જ મદદ રહી હતી જેના કારણે મારા પરિવાર અને મારી શાળાને મારા ઉપર ખૂબ જ ગર્વ હતું અને તે લઇને મને પણ મારા ઉપર ખૂબ જ ગર્વ થયું હતું અને તે મારા જીવનની અત્યાર સુધીની સૌથી મોટી સિદ્ધિ છે